હું ગુજરાતમાં રહું છું અમારે અહીંયા દરિયો પર્વત ઐતિહાસિક સ્થળ મંદિરો ધાર્મિક સ્થળો ઘણી બધી વસ્તુઓ આવેલી છે પરંતુ એમાં પણ મને દરિયે ફરવા જવાનું ખૂબ જ ગમે છે અમારા ગુજરાતના દરિયો નજીક એટલે અરબ સાગર અરબ સાગરની ખૂબ જ મોટી એવી દરિયાનો આપણને એરિયો મળી રહે છે એમાં પણ હું તો વલસાડમાં રહું છું અને વલસાડમાં નજીકમાં નજીક આપણે તિથલ ને બાજુ બાજુમાં થોડુક જાઇએ એટલે દમણ તિથલમાં જવાનું મને મારા દોસ્તો સાથે ખૂબ જ ગમે છે તિથલની આજુબાજુની ભીડભાડ એટલી બઘી નહી પરંતુ રવિવારના દિવસે થોડીક વધારે હોય છે અને અન્ય દિવસે આપણે બપોરે તાપ લાગે પરંતુ રાત્રિના સમયે જ્યારે સનસેટ હોય છે ત્યારે જવાનું ખૂબ જ ગમે છે કારણ કે ત્યાં શાંતિ હોય છે અને ત્યાંનો ઠંડો ઠંડો પવન વાતા અમારા મિત્રો સાથે ત્યાં મજા કરવાની ખાવું અને ઠંડા પીણાની મજા લેવાની ખૂબ જ મજા આવે છે તેથી હું મારા મિત્રો સાથે દરિયાએ જવાનું ખૂબ જ પસંદ કરું છું એમાં પણ જો કોઈ મિત્ર નહીં આવતો હોય તો આપણે એને મનાવવા માટે આપણે એને કહીએ છીએ કે ચાલો આપણે બાજુના દરિયાકાંઠે દમણ ત્યાં જઈએ છીએ અને અમે દરિયા કાંઠાને એક્સપ્લોર કરીએ છીએ જુદા જુદા દરિયા ઉપર જવાનું મને ખૂબ જ ગમે છે અમે ગોવા દરિયા પર પણ ફરી આવ્યા છીએ ત્યાં અમે દરિયા કિનારે સ્કૂબા ડાઇવિંગ કરી પછી પેરાસૂટ સાથે ઉડવાનું પછી જેટ સ્કી ચલાવવાનું અને એવી ઘણી અન્ય પ્રક્રિયાઓ પણ કરી તેમાં દરિયાની અંદર જઈને ક્રૂઝ સીપ પર બેઠા ક્રૂઝ સીપ પર કસીનો ખાવું પીવું રહેવું જલસા એકદમ મજા પડી ગઈ અમારે અમે તો ગોવાનો દરિયો તો ગયા જ તેના પછી અમે ધાર્મિક દરિયો બોલો તો આપણે રામેશ્વરમનો દરિયો ત્યાં પણ અમે ફરી આવ્યા ત્યાંનું વાતાવરણ એટલે એકદમ ધાર્મિક વાતાવરણ રામેશ્વરમના દરિયા કિનારે અમને ખૂબ જ શાંતિ એવી મળી પછી આપણા ગુજરાતમાં એવો દરિયો એમ કહે તો સોમનાથનો દરિયો દ્વારકાનો દરિયો ઘણી એવા દરિયાઓ છે કે જ્યાં આપણે ફરી શકીએ છીએ દ્વારકામાં અમે ગયા ત્યાં હાલક ડોલક થતી એવી હોડીઓની વચ્ચેથી અમે જ્યારે પક્ષોને ચણા નાખ્યા હાથમાં પકડ્યા ત્યારે પક્ષીઓ જાતે એ ચણા ખાવા આવે છે કેટલું સરસ અનુભવ હોય છે પછી હાલના સમયમાં દ્વારકામાં અંડર ગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડ દ્વારકાનગરી જોવાનું પણ આયોજન થઈ રહ્યું છે તે પણ ખૂબ સરસ છે તેથી અમે વધુ દરિયાને એક્સપ્લોર કરી શકીશું એવું જ દરિયા એટલે આપણા જીવનમાં રહેલું ખૂબ જ સરળ એવું સ્થળ કે જ્યાં આપણને બધાને શાંતિ અને શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે દરિયો એ આપણા બધાનાં જીવનમાં ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે બધાને દરિયાકાંઠે જવાનુ ગમતું જ હોય છે અને જે લોકોના વિસ્તારમાં દરિયો નથી એમને પૂછી જુઓ કે દરિયો એ શું છે અમારે તો તિથલ નજીક જ દરિયો એટલે મિત્રો સાથે ફરવા જવાનું હોય ચાલો દરિયે તરત જ દરિયે નીકળી જઈએ છીએ અમે તો ત્યાં જઈને બેસવાનું ફરવાનું અને મિનિમમ બે થી ત્રણ કલાક તો અમારા દરિયા કિનારે નીકળી જ જાય છે સાંજના સમયે ત્યાં જવાનું ત્યાં વોકિંગ કરવી રનિંગ કરવી કે શાંતિથી ચણા મમરા ખાતા ફર્યા કરવું એ પણ ખૂબ જ ગમે છે કારણ કે સાંજનો સમય હોય ઠંડો પવન વાતો હોય અને તડકો પણ વધુ ન હોવાથી ત્યાં ફરવાનું ગમે છે લોકોની અવરજવર અવરજવર વધારે હોય છે અને ત્યાં સાંજના સમયે સનસેટ નિહાળવાની ખૂબ જ મજા આવે છે આમ દરિયાએ ફરવાનું મને ખૂબ જ ગમે છે